હું કોઈ પણ બિઝનેસ કે કોઈ ફેક્ટરી માટે કામ નથી કરતી પણ મને ખાલી સીવણ ગુંથણનો શોખ છે એટલા માટે જ એને કરું છું અને એમાં કોઈ ચાર્જ કે એવું નથી લેતી પણ હું ઘરમાં મારા મમ્મીનાં કે મારા પોતાનાં કપડાં સીવવું કાં તો મારી બહેનનાં કપડાં એવું બધું સીવતી હોઉં છું કંઈ બહાર માટે કામ નથી કરતી બિઝનેસ કે એવું